હ મમ્મી બોલોને હા હું માર્કેટમાં જ છું મારે થોડા કપડાં લેવા હતાંને એટલે હા છેને બોલોને શું લેવું છે તમારે

અચ્છા હા હા નિરા આન્ટી હ

હા તો વાંધો નહીં હું જોઈ લઉં અને પછી તમને બે ત્રણ ફોટા મોકલું છું મને જે ગમશેને અને મમ્મી લગભગ આપણે કેટલા બજેટમાં દેવાનું છે બરાબર તો સારું તો હું જોઈને તમને ફોટા મોકલું છું બરાબર પછી તમે મને જલદી સિલેકટ કરીને મોકલજો કારણ કે મારે ટાઇમ નથી અત્યારે બરાબર તમે ઓનલાઇન જ રહેજો હમણાં હું એક બે દુકાને જઈને જોઉ છું મને જે ગમેને એ ફોટા જલદી જલદી મોકલું છું તમે તરત સિલેકટ કરીને મને કહેજો અને સાચે આજે હું પર્સમાં બઉ રૂપિયા બી નથી લાવી કાંઇ નહીં ચાલો ને હું જી પે કરી દઇશ હો હા ભલે તમે મને જલદી કહેજો હા